રસોઈ એ ઔષધિનો ખજાનો છે રસોઈ માટે તમે ઘરમાં વપરાતી બધી સામગ્રીઓ તમે વાપરી શકો છો ધારો કે હળદર એ વાગ્યું હોય તો પણ લગાવી શકો છો કોપ ખાંસી હોય તો હળદર દૂધ પી શકો છો તમે હળદર દૂધ પી શકો છો ખાંસી માટેનાં ખાંસીમાં તો તમે હળદર દૂધ પી શકો છો હળદર ગોળ લઈ શકો છો સૂંઠ પાવડરનો પણ ગોળ સૂંઠ પાવડરની પણ ગોળીઓ લઈ શકો છો સૂંઠ પાવડરની પણ ગોળીઓ લઈ શકો છો જીરા માટે શરીરની ચરબી ઉતારવામાં બધાંમાં જ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે રસોઈમાં હળદર મીઠું પાવડર હળદર મીઠું ધાણા જીરું લવિંગ તજ એલચી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે એ ઘરગથ્થું ઈલાજ માટે પણ બહું જ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેનાંથી કફ થયો હોય તો હળદરવાળું પાણી પીવાથી ગરમ હૂંફાળું ગળામાં દુખતું હોય ખાંસી થઈ હોય તો લવિંગ નો કાઢો પીવાથી તજનો તજનો તજનું પાણી પીવાથી પણ ફેટ ફેટ શરીરની ચરબી ઓગળે છે જીરું ખાવાથી પણ શરીરની ચરબી ઓગળે છે લીંબુનો રસ પીવાથી પણ શરીરની ચરબી ઓગળે છે બધી અમુક અમુક એવી વસ્તુઓ છે કે જેથી કરીને વાપરવાથી રસોઈ પણ સ્વાદિષ્ટ બને છે અને શરીરને માટે પણ ઉપયોગી છે કારણ કે શરીરમાં કોઈ પણ તકલીફ થઈ હોય તો ઘરગથ્થું ઇલાજથી આપણે કરી શકીએ છે કારણ કે તેમાં અમુક અમુક બધી વસ્તુઓનો ઉપયોગ એવી રીતે થાય છે કે પહેલાંના જમાનામાં કોઈ પણ જગ્યાએ દવાખાનાં એવી કોઈ જ જાતની કોઈ સુવિધાઓ નહોતી કારણ કે પહેલાંના જમાનામાં બધાય ને માટે કોઈ દવાખાનાં કોઈ ડોકટરો એવી કોઈ સુવિધાઓ નહોતી એટલે બધાંએ

પગમાં કોઈ પણ જાતનો સોજો આવ્યો હોય તો હળદર મીઠાંનો ઉપયોગ થતો હતો પગમાં મચકોડ આવ્યો હોય તો પણ હળદર મીઠાંનો ઉપયોગ થતો હતો કોઇ પણ શરીરમાં દુખાવો થયો હોય સોજો આવ્યો હોય દુખાવો થતો હોય કે કોઈ પણ રીતે જે કોઈ પણ વસ્તુ થતી હોય તો હળદર મીઠાંનો ઉપયોગ પહેલાં થાય છે પછી શરદી થઈ હોય તો પણ તજ લવિંગ મરી એનો ઉકાળો કરીને પીવામાં આવતુ હતુ પછી કોઈ પણ શરીરમાં પેટમાં દુખાવો થતો હોય તો હિંગ આપતાં હતા હિંગ અને મીઠું પકવતાં હતાં હિંગ અને હિંગ અજમો અજમો ને મીઠું પકવતાં હતાં હિંગ હિંગ પકવતાં હતાં હિંગ ડૂટી ઉપર ભરતાં હતાં હતાં અજમો ને જીરું અજમો અને મીઠું પકવતાં મીઠું પકવતાં હતાં પીવડાવતાં હતાં અને જીરું પણ એટલું જ ઉપયોગી છે રસોડામાં મોસ્ટ ઓફલી જીરાનો અજમાનો તજ લવિંગ એલચી એલચી અમુક અમુક રસોઈઓમાં તો એવો બધો જ ઉપયોગી થાય છે શિયાળાની ઋતુમાં ધારો કે શિયાળાની ઋતુમાં લીલોતરી પાંદડાંવાળા શાકભાજી ખાવાં હોય કે લીલા શાકભાજી પાંદડાંવાળા શાકભાજી લીલા કઠોળ ઋતુ પ્રમાણે બધું ખાવું જોઈએ ઋતુ પ્રમાણે ફ્રૂટે ખાવાં જોઈએ કારણ કે તેમાંથી બધાં જ જાતનાં પ્રોટીન વિટામિન વિટામિન સી બધી વસ્તુઓની જરૂરિયાતો પૂરી પાડે છે તેમાંથી કારણ કે તેમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેથી શિયાળાની ઋતુમાં એ વસ્તુઓ ખાવાંથી શરદી કફ નથી થતા ઉધરસ નથી થતી એ બધી વસ્તુઓ થતી હોય તો એમાં ઘણો બધો ઉપયોગ થાય છે ધારો કે સૂંઠ પાવડર છે મરી પાવડર છે સૂંઠ પાવડર છે મરી પાવડર છે સૂંઠનો પાવડર ગોળ અને ગોળી પણ તમે લઈ શકો છો શરદી ઉધરસ કે તાવ હોય તો પહેલાંના જમાનામાં એ દેશી ઇલાજથી જ બધું થતું હતું પહેલાંના જમાનામાં કે કોઈ જગ્યા હોસ્પિટલો પણ નહોતી એટલાં માટે તેમાં આ બધી દેશી દેશી ઓસડીયાનો જ ઉપયોગ થતો હતો રસોડામાં કારણ કે તેમાં પણ અમુક અમુક બધી વસ્તુઓ એવી છે કે જેથી શરીરમાં શરીરમાં શરીરની ગુણકારી પણ છે અને ગુણકારી પણ છે કયા કયા પદાર્થો

શરીરનાં અનેક આ ધારો કે જીરું જીરું વાપરવાથી શરીરમાં જે બધી તકલીફ થતી હોય તે બધી તકલીફોનું નિવારણ જીરું જ છે કારણ કે જીરુંનું સવારે સવારે પાણી પીવાથી પેટની કે કોઈ પણ શરીરની ચરબીનું પ્રમાણ ઓગળે છે મેથી મેથી પાવડર મેથી પાવડર સવારે નરણા કોઠે લેવાથી પણ આના ફાયદાઓ થાય છે પેટમાં ગેસ અપચો પચો એવું કંઇ પણ થતું નથી અને અને કઢી પત્તા કઢી પત્તા પણ ખાવાથી કે ચાવવાથી કે એનો પાવડર લેવાથી પણ એ બહું જ ઉપયોગી છે સરગવાનો પાવડર પણ લેવાથી તે ઘૂંટણના દુખાવા કમરનાં દુખાવામાં પણ એ રાહત આપે છે કારણ કે તે બહું ગુણકારી છે સિજન પ્રમાણમાં આમળા શિયાળાની ઋતુમાં આમળાનું સેવન વધારે કરવું જોઈએ કારણ કે તે એ મોટો ફાયદાકારક ફાયદાકારક ફ્રુટ છે એ ફ્રૂટમાંથી તમે બધી જ એ ફ્રૂટમાંથી તમે તમારાં શરીરનું વિટામિન વિટામિન સી બધી જ રીતે પૂરું કરી શકો છો આમળા ખાવાંથી આમળાનો મુરબ્બો ખાવાથી બધી જ વસ્તુઓ આપણાં શરીરમાં તકલીફ થતી હોય દૂર થાય છે જીરું લેવાથી મરી લેવાથી હળદરવાળું દૂધ પીવાથી હળદરવાળું પાણી પીવાથી પછી હળદરનું કાયમ રીતે સેવન કરવાથી જીરાનું સેવન કરવાથી અજમાનું સેવન કરવાથી બધી જ રીતે કાયમી રીતે બહું જ સરસ જ શરીરને અનુકૂળ રહે છે કારણ કે તેમાં બધાં સ્વાદિષ્ટ સ્વાદમાં એ પણ સારાં અને ઘરગથ્થું ઇલાજો છે કારણ કે તેમાંથી બધાં જ પ્રમાણમાં રસોઈ રસોઈમાં બધી જ રીતે બધાં જ પ્રમાણમાં રસોઈમાં આ બધી જ વસ્તુઓનો વપરાશ થાય છે કારણ કે શાક બનાવવું હોય તો પણ તેલનું પ્રમાણ ઓછું હોય પણ આ બધા ખડા મસાલા હોય એટલે શાક પણ સ્વાદિષ્ટ બને છે તમે તલ છે મરી છે પાવડર મરી પાવડર છે તલનો પાવડર તલ છે જીરા જીરાનો પાવડર છે જીરા શેકેલાનો પાવડર છે એ બધી જ વસ્તુ બહું જ ગુણકારી છે તેમાંથી તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ રીતે લઈ શકો છો પહેલાંના જમાનામાં આ બધા ઘરગથ્થું ઇલાજથી જ બધી વસ્તુઓ થતી હતી પહેલાંના જમાનામાં બધાઓ ગોળ ગોળ સાથે દહીં નહોતાં ખાતાં દહીં સાથે ગોળ નહોતાં ખાતાં ગોળ અને ડુંગળી પણ નહોતાં ખાતાં અને ડુંગળી અને દહીં પણ નહોતાં ખાતાં એ કેમ કે વિરુદ્ધ આહાર છે એ વિરુદ્ધ આહારનાં હિસાબે શરીરમાં ઘણી બધી તકલીફો થાય છે તકલીફો એ થાય છે તકલીફો થાય છે અને તમે દૂધ સાથે દહીં ના લઈ શકો દૂધ સાથે તમે દહીં ના લઈ શકો દૂધ સાથે તમે ફ્રૂટ પણ નથી ખાઈ શકતાં કારણ કે તેમાં ઘણી બધાં ય ઘણા બધા બધા ગુણધર્મો નથી એમાં કારણ કે તેમાં એ અમુક વસ્તુ એવી હોય છે કે તેમાં દૂધ સાથે ફ્રૂટ ના ખવાય ફ્રૂટ સાથે દૂધ નથી લેવાતું દહીં સાથે દહીં અને દૂધ ભેગું નથી કરાતું કેમ કે એમાંથી કોઢ કોઢ પછી વાઇટ સ્કીન વાઇટ વાઇટ વાઇટ કોઢ નીકળવા વાઇટ વાઇટ ડાઘ થવા એ બધી તકલીફો દહીં અને દૂધ ભેગું કરીને ખાવાંથી થાય છે દહીં અને ડુંગળી ખાવાંથી શરીરમાં કોઢ થાય છે ફંગસ થાય છે એ બધી જ વસ્તુઓ ઉપર બહું જ તકલીફો થાય છે એટલાં માટે તમે કોઈ પણ રીતે રસોઈમાં વપરાતી વસ્તુઓ ધારો કે હળદર છે મરી છે તજ લવિંગ એલચી પછી એલચી એ બધી જ વસ્તુઓ બહું જ ગુણકારી છે અમુક અમુક ગુણધર્મમાં દાળ બધી પંચરત્ન દાળ ધારો કે મગની દાળ છે મગની ફોતરાં વગરની દાળ છે અળદની દાળ છે મસુરની દાળ છે પછી તુવેરની દાળ છે એ બધી દાળમાં બધી જાતનાં વિટામિન હોય છે એ પંચરત્ન દાળ બનાવવાથી ઘણા બધા ફાયદાઓ એ થાય છે ઘણી બધી વસ્તુઓ ખાવા પીવામાં એ બધી વસ્તુઓનું પણ બહું જ ઉપયોગ થાય છે અને એ બધી દાળ ખાવાંથી એ બધી સ્વાદિષ્ટ એટલે બને છે કે તેમાં રસોડામાં વપરાતા બધા જ મસાલા એમાં યુસ કરવામાં આવે છે અને તેલનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે એટલે બધી જ રસોઈ બહું સ્વાદિષ્ટ થાય છે